ગુડ ઈવનિંગ મેમ યસ મેમ એ વન સલૂન ઓકે મેમ અ મેમ તમારે મેરેજ કયા દિવસે તમારે કયા દિવસે એપોઇન્ટમેન્ટ જોઈએ છે ઓકે મેમ મેમ આજે તો બહુ સાંજનું પોસિબલ નથી આજે તો તો કાલે એપોઇન્ટમેન્ટ મળી શકે એમ છે કાલે અમે પાંચ સાંજે પાંચ વાગ્યે તમને ચાલે મેમ કારણકે શું તમને કટિંગને એવું કરાવશોને તો રાત્રે થોડુંક તમને પણ પેલું હેર સરખા આઈ મીન વાળ તમારે કરવા હોય તો તમને પણ ટાઇમ મળી શકે ઓકે મેમ કઈ વાંધો નઇ તમારે ખાલી તમારે અને તમારી બેન ને ખાલી કટિંગ જ કરાવાનુ છેને ઓકે તમારે કેરેટિન કરાવાનું છે ઓકે મેમ તમારે કેરેટિન માંતો તમારા હેરની તમારા વાળ કેટલા લાંબા છે એ પ્રમાણે અમે નક્કી કરીએ તો મેમ અ અપ્રોક્ષ ઓકે શોલ્ડર લેન્થ ઓકે કઈ વાંધો નહીં મેમ ઓ દોઢ એક કલાક જેવું થશે મેમ એકથી દોઢ કલાક જેવું તો થશે બે વ્યક્તિઓનું થઈ ને એકથી દોઢ કલાક જેવું તો થશે ચાલશે મેમ તમને મેમ કેરેટિનના અમે પચીસસો રૂપિયા લઈએ છીએ અને હેર કટિંગના અમે એ હેર પર ડીપે ડીપેન્ડ કરે આઈ મીન તમારા વાળ કેવાં છે કર્લી હેર છેકે સ્ટ્રેટ હેર છે પછી તમારે કટિંગ કયા રીતના કરવાનું છે તો અમે એ પરથી ડીસાઇડ અમારું આખું અલગ અલગ છે પેકેજ મેમ હા એટલે ઓછામાં ઓછા અમારે અહીં છસો રૂપિયા છસોને નવાણુ રૂપિયા હોય છે ઓછા હા ઓકે કંઈ વાંધો નહીં મેમ તમારું નામ શું છે ધ્રુવ શિખાબા ઓકે અને કોન્ટેક્ટ નંબર તો આજ છેને મેમ ઓકે તો હું કાલની એપોઇન્ટમેન્ટ તમારી ફાઇનલ કરું છું ધ્રુવ શિખાબા ઓકે તેર જુલાઇ અને પાંચ વાગ્યાનો ટાઇમ બે લોકો કેરેટિન અને હેર કટિંગ ઓકે ઓકે ઓકે આભાર